આપણે ભા જોઈ શકીએ છે કે કપડામાં ફેશન વારંવાર બદલાતી જ રહે છે સમયાંતરે તેમાં નવો નવો ટ્રેન્ડ આવતો જ જાય છે આપણે અગાઉના સમયમાં જોઈએ તો ત્યારે લોકો સાડી ડ્રેસ પુરુષોમાં ધોતી કુર્તા પાઘડી વગેરે તે પહરેલું પેહરવેશ જોવા મળે છે પણ જે અત્યારના સમયમાં જીન્સ ટી શર્ટ શર્ટ પછી હેટ પછી અલગ અલગ વેરાયટીના ફ્રોક્સ બધામાં બદલાવ આવી ગયો છે તો આપણે આવી એને આપણે પશ્ચિમની ફેશન કહી શકીએ છીએ કારણકે લોકો હોલીવુડ બોલીવુડ બધી મૂવીમાંથી અને મૂવીમાંથી જ આ બધું જોઈને ફોલો કરે છે તો આપણે કહી શકીએ કે ભારતમાં પશ્ચિમની ફેશનની અસર આવી રહી છે અને મને તો ટ્રેડીશનલ કપડાં જેમકે ડ્રેસ કુર્તા એવું બધું જ ગમે છે અને ઈવન ફેશન ફેશનેબલ કપડાંમાં જીન્સ ટી શર્ટ શર્ટ વગેરે પણ પેહરવું ગમે જ છે